મેં આજે ઓનલાઇન અજીઓ પરથી એક કુર્તીનો ઓર્ડર આપ્યો હતો એ ઓર્ડર મેળવેલ છે ખૂબ જ સુંદર કુર્તી જેની એપ્લિકેશનમાં દેખાતી હતી તેવી જ છે કોટન એનું એટલું સરસ છે અને માપની તો વાત જ ના કરશો જે માપની મગાવી તે એકદમ સરસ રીતે ફિટ થઈ ગઈ છે કાપડ માપ અને સિલાઈ બધું જોઈને પાંચમાંથી પાંચ રેટિંગ આપું છું થેન્ક્યુ અજીઓ